હું ઓનલાઇન શોપિંગનો તમારી જોડે એક પોઝીટિવ એક્સપિરિયન્સ શેર કરવા માગું છું તમારી જોડે સાઝા કરવા માગું છું મેં ત્રણ ચાર દિવસ પહેલાં એક આઇફોન ફિફ્ટીનનો ઓર્ડર એમેઝોન ઉપર પ્લેસ કરેલો અને ત્રણ દિવસની અંદર મને ડિલિવરી મારા ઘરે મળી ગઈ હું એક વસ્તુ કહેવા માગું છું કે એમેઝોનનું પૅકિંગ બહુ જ સારું હતું અને એની અંદરથી મેં જ્યારે મોબાઈલ કાઢ્યું ત્યારે મોબાઈલ એકદમ અપ ટુ ડેટ કંડિશનમાં ફૂલ્લી પેક હતું જે મેં લોકોથી સાંભળ્યું હતું કે ભાઈ એમેઝોનવાળા ઘણા ટાઇમે મોબાઈલ તમે માંગો તો એમાં ડુબ્લિકેટ વસ્તુઓ અને બીજી બધું વસ્તુઓ મોકલી આપે છે એટલે ઓર્ડર કરવાને ટાઇમે હું બ બીતો પણ હતો પણ મારો એક્સપિરિયન્સ એમેઝોન ઓર્ડર આપ્યા પછી બહુ સારો રહ્યો છે